લેખન મારા માટે એમ કહી શકાય કે એક થેરાપી છે લખવું મને જીવંત રાખે છે ગયા વર્ષે મેં મારા ભાઈના જન્મદિવસના પ્રસંગે તેમને ભેટ સ્વરૂપે બાવીસ કવિતાઓ લખી હતી તેના બાવીસમાં જન્મદિવસની ઉજવણી રૂપે દિવસ દરમિયાન સમયાંતરે આ બાવીસ કવિતાઓ તેના વ્યક્તિત્વના અનુરૂપ ઘણી તેને ભેટ આપી હતી

એ એક શાંત સરળ સ્વભાવનો વ્યક્તિ બહુ સારી રીતે પોતાના હાવ ભાવ વ્હાલ દર્શાવવાનો આગ્રહ રાખે

મારી આ કોશિશ એને ગમી છે

એનો જવાબ એના વ્યવહારમાં મને દેખાણો છે અન ફટાક દઈને થેન્કયુ કહી શકીએ એ રિવાજ એ રૂઢી મારે ઘરે નથી પણ હા

એનો જે વ્યવહાર છે એ જરૂર ચોક્કસથી નોંધાય છે અને એ એ જ વ્યવહાર બસ મને આમ જ દેખાય છે એની આ પ્રતિક્રીયા એની આ પ્રતિક્રિયા જોઈને એક હાશકારો અનુભવાય પોતાને આ નસીબદાર કહી શકાય

લખી શકું છું મારા વિચારો મારી જીવનશૈલીને અનુરૂપ જે કંઈ કહેવા માગું છું એ ફટાક દઈને કહી શકું લખવું એટલે જાણે એક કોરા કાગળે પોતાની જાત ચીતરવા સમાન છે